અમારા ગામમાં એમ્બ્યુલન્સની સેવા ખરાબ હોવાથી કોઈના જીવ પણ જઈ શકે છે અને ટાઈમ પર સુવિધા મળતી નથી માટે લોકો હેરાન પરેશાન થઈ જાય છે આ માટે જવાબદાર સરકાર પણ હોય શકે છે માટે અમારી નમ્ર વિનંતી છે કે આ સુવિધા લોકોનો જીવ બચે એ માટે વિચારજો જેથી કરીને તાત્કાલિક સેવા મલી શકે કોઈ જીવના જોખમમાંથી પણ બચી શકે